મારું વતન જુનાગઢ છે જુના ગઢની નજીકમાં અ સ્મારક દરિયા કિનારો અને જાણીતા ધર્મ સ્થળ ત્રણેયનું એક સમન્વય છે જે છે સોમનાથ મહાદેવનું મંદિર સોમનાથ મહાદેવનું મંદિર એવી જગ્યાએ છે કે જ્યાં વર્ષભરમાં સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓ દેશ વિદેશમાંથી સમગ્ર વર્ષ દરમિયાન આવતા જ રહે છે સોમનાથ મહાદેવ મંદિર એ બાર જ્યોતિર્લીંગોમાંનું એક મંદિર છે અને એ રાજ્યની ઐતિહાસિક મૂલ્ય પણ ધરાવે છે કે જ્યારે મુગલ કાળ દરમિયાન જે પરદેશથી મુગલોનું આક્રમણ થયેલું હતું ત્યારે સોમનાથ મહાદેવ મંદિર પર એમણે આક્રમણ કર્યું હતું ત્યારબાદ ત્યારના આપણા ઉત્તરોત્તર રાજા રજવાડાંઓ દ્વારા એમનું પુનઃનિર્માણ કાર્ય શરૂ રયુ અને ત્યારબાદ છેલ્લે જ્યારે એમનું સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ નવનિર્માણ જ્યારે કરાવ્યું એ આપણા હતા ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદ જે આપણા ત્યારના રાષ્ટ્રપતિ હતા એમણે ત્યારે અત્યારનું હાલનું જે સોમનાથ મહાદેવ મંદિર છે એમનું પુનઃ પુનરોદ્ધાર કરાવેલું છે તે સિવાય દરિયા કિનારો છે માધવપુરનો મેળો માધવપુરનો મે માધવપુર એ એક દરિયા કિનારો છે જે પોરબંદર જિલ્લામાં આવેલો છે ત્યાં દર વર્ષે માધવપુરનો મેળો યોજાય છે અને ત્યાં ઐતિહાસિક મૂલ્ય ધરાવતા અનેક સાઈટ્સ આવેલી છે જેમકે ઓશો આશ્રમ ઓશો આશ્રમ પણ અદ્ભુત ધ્યાન ધ્યાન માટે જે રુચિ ધરાવતા હોય એમના માટે એક બહુ સુંદર અને પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી સુંદર જગ્યા છે અને સ્મારક ની વાત કરીએ તો આપણે અહીંયા જુનાગઢમાં આવેલું ઉપરકોટનો કિલ્લો એ પણ અદ્ભુત સ્મારક છે જે રાજાશાહી વખતનું ખૂબ સુંદર સ્ટ્રક્ચર ધરાવે છે અને ધાર્મિક સ્થળમાં લઈએ તો એક મહાદેવનું મંદિર છે આમ તો મહાદેવના ભક્તો વર્ષ દરમિયાન સમગ્ર સમયે આવ્યા જ કરે છે પરંતુ મહાશિવરાત્રિનો મેળો જ્યારે જુનાગઢમાં યોજાય છે ત્યારે શિવરાત્રીનો મેળો માટે દેશ વિદેશમાંથી અનેક યાત્રાળુઓ સમગ્ર દેશમાંથી અનેક યાત્રાળુઓ આ શિવરાત્રિના મેળાનો આનંદ લેવા માટે આવે છે જે અ ખાસ કરીને મહા વદ તેરસના વર્ષ દરમિયાન મહા વદ તેરસના રોજ યોજાય છે તે સિવાય દરિયા કિનારામાં પોરબંદરના થોડા દરિયા કિનારાઓ છે તે સિવાય જુનાગઢથી નજીક આવેલું કેન્દ્રશાસિત પ્રદેશ છે જે દીવ જે અહીંયાથી આશરે બસો કિલોમીટરના અંતરે આવેલો છે દરિયા કિનારા દીવની એક ખાશિયત એવી છે કે જે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે ત્યાં દેશ અને વિદેશના તમામ અ પ્રવાસીઓ આવે છે ખાસ કરીને ડિસેમ્બરમાં કે જે ખ્રિસ્તી માટે નવું વર્ષ હોય છે એમના માટે ત્યાં એ ડિસેમ્બર માસ માસ દરમિયાન ત્યાં પ્રવાસીઓ વધારે આવતા હોય છે અને ત્યારબાદ ધાર્મિક સ્થળોમાં લઈએ તો જુનાગઢમાં આવેલું અનેક મંદિરો અને દેરાસરો પણ આવેલા છે